ગુજરાતી ભાસામાં જે ખાસ કરીને મેં જે પુસ્તકોનો અભ્યાસ કરેલો છે એ એમાં તુલસી ક્યારો નવલકથાઓ સુદામા ચરિત્ર આ બધા પુસ્તકો મેં એનો અભ્યાસ કરેલો છે અને એમાંથી ઘણું બધું મને જાણવા મળ્યું એ ઉપરાંત નવા નવા જે પુસ્તકો વાંચવાનો પણ પ્રયત્ન કરીએ છે જુદી જુદી નવલકથાઓ નો અભ્યાસ કરવાથી ઘણું બધુ એમાં આપણને જાણવાનું મળે અને જે મેં ગુજરાતી ભાસામાં જે પુસ્તકો વાંચ્યા એ પુસ્તકોમાં નરસિંહ મહેતા નવલકથાઓ કવિતાઓ આ બધાનો અભ્યાસ કર્યો હતો અને એમાંય સારું એવું જાણવાનું મળ્યું સારો એવો અનુભવ થયો અને બીજા એની સાથે સાથે બીજી નવલકથાઓ

વાંચવાનો અમે આગ્રહ અથવા પ્રયત્ન કરીએ છે જે પુસ્તકોનો વાંચ્યા એનો સારો એવો અનુભવ થયો નવા નવા પ્રકારની જે

ઘટનાઓ જૂની ઘટનાઓ એ ઘટનાઓ જુદા જુદા કવિઓ દ્વારા પ્રગટ કરવામાં આવેલી હોય પોતાના વિચારો દર્શાવેલા હોય અને એમાંથી સારું એવું આપણને જ્ઞાન મળે શીખવાનું મળે જાણવાનું મળે એટલે જૂની જે નવલકથાઓ અને જેમ જેમ સમય પ્રમાણે ની જે ઘટનાઓ બનેલી હોય એ ઘટનાઓ ને એમાં કવિઓ દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય એમાંથી આપણને ઘણું બધું જાણવાનું મળે શીખવાનું મળે એવા અને ભવિષ્યમાં પણ ઉપયોગી થાય વિદ્યાર્થીઓ સુધી એ માહિતી પણ અમે પહોંચાડી શકીએ એવા અમે પ્રયત્ન કરીએ છે સાથે સાથે જેમ નવી નવી નવલકથાઓ જે આવે એનો પણ અમે અભ્યાસ કરીએ છે અને ભવિષ્યમાં પણ એનો કરતાં રહીશું કારણ કે ગુજરાતી ભાષા એ દરેક ક્ષેત્રમાં પણ ઉપયોગી છે એટલે એની નવી નવી કૃતિઓ કવિતાઓ કથાઓ વાંચવાથી સારો એવો અનુભવ થાય જાણવાનું પણ મળી શકે એટલા માટે અમે જુદી જુદી સાહિત્યના પણ પુસ્તકોનો ઉપયોગ કરી શકીએ છે